મારી પ્રિય રમત પ્લેઇંગ કાર્ડ છે એમાં ઘણી બધી જાતની રમત હોય છે રમી રમાય છે સાત સાત આઠ રમાય છે દો તીન પાંચ રમાય છે અને મિત્રો સાથે રમાય અને ઘરના ફેમેલી સાથે રમી શકાય એટલા માટે એ પ્રિય રમત છે અને ગમે ત્યારે રમી શકાય અને એ એક ટાઈમ પાસનો મોટામાં મોટો આપણો આધાર છે એટલે એને માટે મને ખૂબ જ ગમે છે અમે ઝાઝા મિત્રો ભેગા થાઈએ તો રમી રમીએ છીએ અને બબે ત્રણ ત્રણ ચાર ચાર કલાક રમી રમીએ એ બહાને બધાય મિત્રો સાથે બેસાય નાસ્તો કરાય ચા પાણી કરાય અને વ્યવસ્થિત રહેવાય એ બહુ એક સારી રમત છે એમાં કોઈ દોડા દોડી નહીં શારીરિક થાક નહીં અને કોઈ માનસિક તણાવ નહીં અને સાત આઠ રમીએ એ પણ અમે ચાર જણાં હોય તો એ રમીએ છ જણાં હોય તો અમે રમી રમીએ છીએ અને દો તીન પાંચ અમે ત્રણ જણાં હોઈ તો દો તીન પાંચ રમાય છે અને ઘરે બાળકો સાથે રમવું હોય તો માંગ પત્તુ રમીએ છીએ કે ભાઈ એક્કો આપો જેને એક્કો આવે એ જીતે એવી રીતે એ બાળકોને આનંદ થાય બાળકોને મજા આવે એ બહાને સાથે ફેમેલી જોડે બેસાય અને ખૂબ જ આનંદ કરાય અને એમાં કોઈ જાતનું જોખમ અથવા તો નુકસાન નથી અને માનસિક રીતે સંતોષ થાય છે અને એ બહાને ભેગા ફેમેલી જોડે બેસાય મિત્રો સાથે બેસાય એ એક અગત્યનો સમય રહેવા થઈ શકે એટલે એ પણ મને બહુ સારી પ્લેઇંગ કાર્ડ લાગે કે એમાં કોઈ નુકસાની તો નથી અને કોઈ ખર્ચ નથી એક વખત પ્લેઇંગ કાર્ડ લાવીએ તો એ બે ચાર મહિના સુધી એમા અને એમાં રમી શકીએ એટલે એ બહુ ફાયદાકારક છે બીજી રમતમાં કરતાં આમાં કોઈ જાતનું નુકસાન નથી અને દરેકને ગમે નાના બાળકને ગમે માની લેડિસ હોય જેન્ટસ હોય વડીલ હોય અને ફાધર સાથે રમી શકાય બાળક સાથે રમી શકાય અને ઘરના સાથે રમી શકાય એ એક બેન દીકરી હોય તો દીકરી જોડે ય રમાય એટલે પ્લેઇંગ કાર્ડથી જેને જે ગમતું હોય એ રમી શકાય એટલા માટે એ આનંદનો વિષય છે આ અમે કાયમ માટે ઘેરે જમી અને ફ્રી થઈએ એટલે બે ત્રણ કલાક આ રીતે આનંદ પસાર કરીએ છીએ અને મજા આવે છે ને એ જોડે ફેમેલી જોડે બેસાય મોબાઈલ જોવું એના કરતાં પ્લેઇંગ કાર્ડ રમીએ તો એકાબીજાને ચર્ચા વિશે કંઈક થાય કંઈક નવી નવી વાત સુઝે કંઈક નવી વાત નીકળે તો એકાબીજાનું મન મળે અને એકબીજાને સારી રીતે ઓળખી શકીએ એ એક મહત્ત્વનો મુદ્દો છે એટલે પ્લેઇંગ કાર્ડ રમવું એ મને મોટામાં મોટો શોખ છે એનાથી વિશેષ આ બાબત કંઈ મને રમત સારી નથી લાગતી એટલે પ્લેઇંગ કાર્ડ સરસ ગેમ છે